ઓનલાઈન ખરીદી હું ઘણીવાર વિવિધ ઓનલાઈન મંચો કે જેમકે ઇબે એમેઝોન અને ખાસ કરીને સંગ્રહકર્તા માટે તૈયાર કરાયેલાં પેલટફોર્મ ઉપર શોધ કરું છું હરાજીઓ હરાજી દ્વારા ખાસ કરીને એન્ટિક અને ખાસ ટુકડાઓ માટે હું વિવિધ હરાજી ઈવેન્ટમાં ભાગ લઉં છું જે ઘણી વખત અમૂલ્ય અને દુર્લભ વસ્તુઓ આપે છે વિનિમય અન્ય સંગ્રહકર્તાઓ સાથે વાતચીત કરીને મને જથ્થાબંધ આવૃત્તિઓ વેચાણ અથવા વિનિમય ઓફરો શોધી હું તેમને મારા સંગ્રહ માટે મેળવી શકું છું સ્થાનિક માર્કેટ્સ અને કેટલીકવાર સ્થાનિક માર્કેટ્સ એન્ટિક શોધ અને સંગ્રહકર્તા મેળાઓમાં પણ શ્રેષ્ઠ વસ્તુઓ મળી શકે છે સામાન્ય પડખાં ચકાસવાં ઘણીવાર જૂનાં દુકાનોથી શોપ અને કપડાં બજારો પણ અનોખી વસ્તુઓ માટે સારી જગ્યાઓ હોઇ શકે છે આ રીતે હું વિવિધ શોધનો ઉપયોગ કરીને મારો સંગ્રહ વધુ વિશિષ્ટ અને સમૃદ્ધ બનાવી શકું છું